હા હવે તારે આવવું છે ને ગ્રાન્ડ ઠાકરમાં જમવા માટે સ્પેશિયાલિટી તો છે જ ને ત્યાંની પુરણપોળી ને ઢોકળીનું શાક ત્યાં ત્યાંનું મેનુ બધું જ સારું છે પુડલા અને પંજાબી શાક ને બધું પણ એમાંય આ જે રજવાડી ઢોકળીનું શાક છે ને એ લોકો એકદમ સારા કારીગર એના છે આપણા અસલ કાઠિયાવાડી એટલે એવું તો ક્યાંય ચાખ્યું જ નહીં હોય એટલે એ ખાવા જાવું છે એટલે સાથે આવે તો જઈએ એમ હા હા હા હા હા બીજા બધા ફ્રેન્ડસ છે સાથે હા એટલે સાથે ગ્રુપમાં જ જવાનું છે ખાસ આ ઢોકળીનું શાક ખાવા જ તે પાકીટમાંથી પૈસા હું આપીશ એમ હા હા હા હા હા હા હા ઢોકળીનું શાક ને પુરણપોળી બેય છે બેય તમારા ફેવરીટ છે હા હા બસ આપણે જઈએ એક દોઢ વાગે હા હા હા ઓકે ઓકે હા હા મળીએ હા